આજના સમય પ્રમાણે જોવા જઈએ તો સ્ટ્રીમિંગ એક એવું પ્લેટફોમ છે જ્યાં તમે જેટલા જોઈએ એટલા પૈસા કાઢી શકો છો કારણકે સ્ટ્રીમિંગ એક એ વસ્તુ જે કોઈપણ જે કન્ટેન્ટ ક્રીએટર્સ સ્ટ્રીમિંગ કરે છે ને ત્યારે એને કેટલા કેટલા લાખોની એને ડોનેશન મળે છે જે જેથી એની સેવા પણ કરી શકે અને પોતાના યુઝ માટે પણ લઈ શકે છે આમાં કેટલાક યુટ્યુબરો છે કેટલા એવા કન્ટેન્ટ ક્રીએટર છે જેનો વિડીયો અને કન્ટેન્ટ એવી રીતના બનાવે છે જે ગેમિંગના રિલેટેડ છે જેમકે હમણાં તમે હાલમાં જોઈ શકો છો કે અપ હાલના ઇ સ્પોર્ટ્સ એટલે કેટલું પ્રમોટ કેટલું પ્રમોટ કરવામાં આવે છે ઇ સ્પોર્ટ્સને કારણકે મોદીજી મોદીજી જાતે ઇ સ્પોર્ટ્સ પ્લેયર સાથે રમવા બી બેસેલા પબજી જેવી ગેમો રમવા બેસેલા છે આથી એ તમે તો કહી શકો કે ભારતમાં ઇ સ્પોર્ટ્સ અને એક સ્ટ્રીમિંગ એ કેટલું મહત્ત્વનું ધરાવે છે મોદીજી એટલે મારા હિસાબે એવું કહેવું છે કે સ્ટ્રીમિંગ તમે કરી શકો છો પણ જ્યારે તમારી પાસે એક એવું વસ્તુને ને એવું સાધન હોય છે કે ત્યારે તમે સ્ટ્રીમિંગ કરશો પણ ગેમિંગ વસ્તુ એવું છે કે તમે તમારી પાસે બસ એક નોર્મલ ડિવાઇસ પણ હોય તમે તેનાથી ગેમિંગ કરી શકો છો અત્યારે દસ હજારમાં પાંચ હજારમાં પણ એવા કેટલાં ડિવાઇસ મળે છે જે તમે ગેમિંગ કરી શકો છો અને વિડીયો કન્ટેન્ટ બનાવી શકો છો એટલે એનાથી એક તમારું જનરેસન તમે એક જનરેટ કરી શકો છો એ પૈસા કે તમે કેવી રીતના જનરેટ કરો ને તમારા ડિવાઇસનું કેવી રીતના યુસ કરવું એ તમને શીખી શકો છો ને એક બે ગેમ રમવાની પણ અમુક દિમાગ સાર્પ થાય છે તેથી સારી અસર કરે છે ઈન્ડિયામાં તો ગેમિંગ વિડીયો અને સ્ટ્રીમિંગ એ તો